ગુજરાતની સંસ્કૃતિ બહારની સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ખાસ કરીને ટ્રેડિશનલ ફૂડથી દૂર થઈ રહી છે અને બહારની સંસ્કૃતિથી આવેલાં જેવા કે પીઝા બર્ગર નુડલ્સ તેના તરફ ખાસ લોકો આકર્ષિત થાય છે અને બહારની સંસ્કૃતિથી આવેલા ડાન્સ તરફ પણ ખૂબ જ આકર્ષિત થાય છે અને આપણું ટ્રેડિશનલ છે એ વસ્તુથી થોડાં દૂર થતાં જાય છે